મેં અઠવાડિયા પેલા ઓનલાઈન બોસનું મિક્ષ્ચર મંગાવ્યું હતું જે મને બહુ જ સરસ લાગ્યું એ મિક્ષ્ચર મેં ઓફરમાં મંગાવ્યું હતું જે મને ભાવમાં પણ ફાયદો થયો તદુપરાંત જ્યુસર ફ્રીમાં મળ્યું અને એ બહુ અવાજ પણ નથી કરતું અને જે જ્યુસર જે છે તેમાં રસ પણ સારો નીકળે છે અને તે બહુ જલદી અ જે મેં જે મેં સમયગાળા પ્રમાણે મંગાવ્યું હતું તે જલદી મારા ઘરે પણ આવી ગયું અને મારે રાહ પણ ન જોવી પડી અને જે મેં ફોટામાં જેવું જોયું હતું તેવું જ મારા ઘરે આવ્યું છે અને મને એવું જ મળેલ છે અને તેમાં જે વસ્તુ આપણે પિસવા નાખીએ છે એ સારી રીતે પિસાય પણ છે અને મિક્ષ્ચરમાં જે જોડે જે જગ આવેલા હતા તેમાં જોઈએ એવી ગુણવત્તા પણ સારી એવી મળી રહી છે અને નવી નવી ઓફર આવે એ હું જોતી રહીશ અને ફરી હું એકવાર આવો આગ્રહ રાખીશ કે તમારા ત્યાંથી જ મંગાવું અને આવી સારી એવી ગુણવત્તાવાળું મંગાવું